નમસ્કાર મને પી એમ કે વી વાય અભ્યાસક્રમમાં જોડાવવાની ખૂબ જ રુચિ છે પરંતુ મને તાલીમ કેન્દ્રો વિષેની માહિતી ક્યાંથી મેળવવી તે જાણવા બહુ જ મુશ્કેલ થઈ ગયું છે કૃપા કરી મારી મદદ કરો અને મને જણાવો કે કયા સ્થળે અને કેવી રીતે હું આ અભ્યાસક્રમ માટે યોગ્ય તાલીમ કેન્દ્ર શોધી શકું આ માટે હું આપનો ખૂબ જ આભારી રહીશ ધન્યવાદ